નમસ્કાર નમસ્કાર બોલો હાં હાં હાં અમારી પાસે શૈક્ષણિક ધાર્મિક કાયદાકીય અને ખાસ કરીને મોટીવેશન પ્રાપ્ત થાય એ પ્રકારની તમામ પ્રકારની બુક એવરેજ એવરેજ બધા પ્રકારની બુક અહીં ઉપલબ્ધ ખરી હાં હાં બિલકુલ બિલકુલ ગુજરાતી સાહિત્યમાં હિન્દી સાહિત્યમાં અંગ્રેજી સાહિત્યમાં કોઇપણ પ્રકારની બુક ઉપલબ્ધ ખરી કોઈક સ્પેસિફિક ક્રાઇટેરિયા પણ એમાં પણ તમારો હોય તો પણ મળી જશે રેફરન્સ બુક પણ મળી જશે બરાબર હમ ના બિલકુલ બિલકુલ પણ આપ અત્યારે ક્યાંથી વાત કરો છો બરાબર છે બરાબર છે ના ના મારો સ્ટોલ બઉ વિશાળ પ્રકારનો છે તમારો સ્પેસિફિક તમારે કયા પ્રકારની બુક્સ લેવી છે એની એક સાહિત્ય મતલબ કે તૈયારી કરીને આવો એ સિવાય પણ તમે આવશો એટલે લગભગ લગભગ અમારે અમારા સ્ટોલમાં એટલા વૈવિધતા સભાર સંસ્કૃતિને લગતા જિયોગ્રાફીને લગતા પોલિટિકલ સાયન્સને લગતા સાહિત્યને લગતા ધાર્મિક પ્રવાસ વર્ણનો વગેરે વગેરે પ્રકારની બુક્સ અહીં ઉપલબ્ધ હશે એટલે તમે મોસ્ટ વેલકમ અને આવો આપણે સાથે ચર્ચા કરીશું અને સારી બુક ઉપલબ્ધ અમરેલીમાં જે લતહીરોડ ખરોન લાઠી રોડ ઉપર એક મેડિકલ કોલેજ છે એ મેડિકલ કોલેજની સામે જ અમારું બઉ મોટું બુક સ્ટોલ છે હમ બિલકુલ ના બિલકુલ બિલકુલ અ જસ્ટ જસ્ટ જસ્ટ મોકલી દઉં ઓકે થેન્ક યુ